હલો હા ઇસ્માઇલભાઈ બોલો છો હા ઇસ્માઇલભાઈ મેં એક ટેક્સી બુક કરેલ છે અને ઓફિસમાંથી તમારું નામ મને આપ્યું હતું કે ઇસ્માઇલભાઈ નામના ડ્રાઇવર છે એ ગાડી લઈને આવશે અને મારે બાર વાગ્યે જવાનું છે એટલે ઓફિસમાંથી મને કીધું હતું કે પોણા બાર સુધીમાં આ ગાડી તમારે ત્યાં આવી જશે પણ અત્યારે તો હવે બાર પણ વાગી ગયા છે અને હજી તમે આવ્યા નથી તો તમે અત્યારે ક્યાં છો અને તમે ક્યારે આવી શકો કારણ કે મારે પછી જવામાં મોડું થાય એમ છે તો બને એટલા જલ્દી આવી જાવ ને તો આપણે નીકળી જઈએ

હા ભલે ભલે ભલે